હા અમારી સ્કૂલમાં લાઇબ્રેરી હતી અને બાળપણમાં અમે પુસ્તકો ઘણા વાંચ્યા મને ઇન્ટરેસ્ટ પણ હતો પુસ્તકોમાં ઘણા બધા વિવિધ ભાષાઓનાને બધાના હતા પુસ્તકો એમાં મને જે ગમતું હતું એ રસથાળ એટલે કે વાનગીઓનો જે પુસ્તક હોયને એ વધારે મને ગમતું હતું અને એ પુસ્તકો હું વારંવાર વાંચતી હતી એમાંથી હું નાનપણમાં પણ મને રસોઈ બનાવાનો બહુ શોખ એટલે પુસ્તક વાંચું અને રસોઈ બનાવતી ગઈ અત્યારે પણ મને રસોઈ બનાવાનો ખૂબ શોખ છે એટલા માટે એ મને પ્રોત્સાહન આપ્યું એ જે લાઇબ્રેરીમાં મેં પુસ્તક વાંચ્યું રસોઈ એમાંથી અત્યારે મને પ્રોત્સાહન ઘણું મળ્યું છે અને વારંવાર મને એ ઘડીએ ઘડીએ જે પણ વાનગીઓની નવી નવી જે બુકો કે પુસ્તકો આવે એ હું અહીંયાં સ્ટોર કરું છું અને વાંચવાનો ટ્રાય કરું છું